અમદાવાદ જિલ્લામાં અનોખા હોય એવા કળા પ્રકારોમાં મુખ્યત્ત્વે નકશીકામ સુથારીકામ લુહારીકામ વગેરે જેવી બધી ઘણીબધી કળાઓથી કરવામાં આવતી કામગીરીઓ એ ખૂબ જ પ્રખ્યાત કામગીરીઓ છે અને ઘણાં બધા આવાં કામો પેઢીઓ દર પેઢીઓથી ચાલી આવ્યાં છે અને ઘણા બધા જિલ્લાઓમાં આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પ્રતિબિંબ કરે છે લુહારી કામ એ ઘણાં બધા વર્ષોથી અમદાવાદમાં ચાલતું આવ્યું હતું કામગીરી છે એની સાથે સાથે નક્શીકામ સુથારીકામ તથા કુંભાર વગેરે જેવાની કામગીરીઓ પણ અમદાવાદમાં થતી આવી છે અમદાવાદમાં કપડાં જેવી રીતે કે ગુજરાતી પ્રખ્યાત કપડાઓ એમનું સીવણ વગેરે પણ અમદાવાદમાં થતું આવ્યું છે આવી જ રીતે ઘણી બધી એવી કળાઓ છે જે અમદાવાદમાં હ ઘણાં વર્ષોથી સાંસ્કૃતિક રીતે ચાલી આવી છે અને હજુ સુધી પણ તે અ પ્રખ્યાત છે અને લોકો તેના પહેરવેશ વગેરે કરે છે અને આ બધી જ પ્રકારની કળાઓ એ આપણી સાંસ્કૃતિક હસ્તકળા અથવા ઘણાં બધા ઐતિહાસિક રીતે આ બધી કળાઓ જોડાયેલી છે અને આ બધી જ કળાઓ ઘણી બધી વર્ષો જૂની કળાઓ છે જે અત્યાર સુધી પણ ચાલી આવી છે